હા મેડમ આ આજે સવારે ધારાસભ્યના દીકરાએ જે ટ્રાફિકના રુલ્સ તોડયા છેને અને બે બે રસ્તે ચાલતા માણસોની ઉપર ગાડી ચડા ચડાવી દીધી છે હા અને મારી પાસે એના સીસીટીવી અને લોકલ પબ્લિકનાં બ મોઢેથી જે વાતો કરી છેને તેના મારી પાસે રેકોર્ડીંગ અને ફોટા વિડીયો બેઉ મળી ગયાં છે અને સો ટકા મેમ તમે ધારાસભ્યનો દીકરો જ છે હા હા એ ન્યૂઝ સો ટકા સાચા છે હા મારી પાસે એના ફૂટેજ છે અને પૂરતા પુરાવા મારી પાસે છે એના હા વિડીયો રેકોર્ડીંગ પૂરતા પુરાવા દરેક વસ્તુ મારી પાસે છે નાં નાં મેડમ કોઈ એમાં કોઈ મગજમારી કોઈ એ બધી જ વસ્તુ સો ટકા સાચી છે દરેક વાતમાં તથ્ય છે દરેક પબ્લિકનાં મોઢે એના નામ એના ફોટા સહિત દરેક માહિતી પણ અવેલેબલ છે

હ હ હા મેડમ આ પૂરતા પુરાવા સાથે હુ તમારી પાસે હમણાં રજૂઆત કરું છું હા હા હુ જાઉં છું હા હા હા